હા સેતું તું બહાર ગઈ છો કઈ ખરીદી કરવા ગઈ છો કે ક્યાં ગઈ છો હ આજુબાજુમાં સાડીવાળાની દુકાન છે ક્યાંય હા તો તને હીરાના છોકરાના લગન છેને સતત અગિયારના એને આપણે નીરા નીરા નીરાના છોકરા કપિલના લગન છે હા એના એના છોકરાંના છે તે એના માટે ગિફ્ટ દેવાની છે સાડીની તો ઝરી વર્કથી મારી ઇકે ભારેમાં સાડી એ તને યોગ્ય લાગે એવી બે ત્રણ લેવાની છે હા હા હા હ હ પંદરસોથી બે હજાર હા ઓકે ઓકે

ભલે ભલે

ઓકે ઓકે એ ભલે હાલો કટ